ભારતમાં સૌથી લોકપ્રિય રમતો હોકી કબડ્ડી ક્રિકેટ છે ક્રિકેટમાં જાણીતા ખેલાડી વિરાટ કોહલી મહેન્દ્ર સિંઘ ધોની રોહિત શર્મા ઈરફાન પઠાણ યુસુફ પઠાણ વિરેન્દ્ર સેહવાગ શુભમન ગિલ છે